હા હું તાજુદ્દીન કાઝી ગાઈડ બોલું છું બોલો હું આપની શું સેવા કરી શકું હ હું હું તો હું પોતે ડ્રાઈવર કમ ગાઈડ છું બરાબર તમને અગર કંઈ વાંધો ના હોય તો હું તમને ગાઈડ પણ કરી શકીશ ને ડ્રાઇવ પણ તમારો ડ્રાઈવર પણ બની શકીશ તમારે શું જોવું છે તમારે લોકલ્સ સાઇટ સિઇંગ કરવા હોય તો હું એના માટે હું અવેલેબલ છું પણ તમારે લોકલ અમદાવાદ બહાર જવું હોય તો પછી હું તમને ડ્રાઈવરની વ્યવસ્થા કરી શકું હા હા સરસ મને ઘણી બધી અમદાવાદની આસપાસની જગ્યાઓનું મે ગાઇડિંગ કર્યું છે અને હું એના માટે ઘણી બધી સ્ટડી બી કરેલું છે એ હું તમને સારી રીતે ગાઈડ કરીશ તમે મને ટાઈમ તમે ટાઈમ જણાવો કે તમે ક્યારે આવો છો ને તમારે ક્યારે જોઈએ છે હા બિલકુલ હું બાર વાગે સાપ ટાઈમે તમારે ત્યાં પહોંચી જઈશ મારો એક દિવસનો મારો અ ટુ થાઉસન્ડ રૂપીસ ચાર્જ છે લોકલ સાઇટ્સ સ્કિનિંગનો હા કંઈ વાંધો નહીં તમે એક નાનો એક નાનકડો વૉટ્સઅપ પર મેસેજ મોકલી આપજો ત્યાં કન્ફમેશન માટે તો ઓકે ઓકે સારું સારું ઓકે ઓકે ડન